મારા મારા પાણીના બિલની ચુકવણી કરી છે પરંતુ મને મારા મોબાઈલમાં દેખાતું નથી અને તમારી પાસે જે તમારા કોંપ્યુટરમાં જે મારી વિગત છે બિલની તે તેમાં તમે જોઈને મને જણાવો કે મારે પાણીનું બિલ ફરી ભરવું પળશે કે મારું પૈસા આવી ગયા છે અને જો તે થઈ ગ્યું હોય એની જે બધી બિલ ભરાવાની જે સમસ્યા છે એ પતી ગઈ હોય તો મારા મારે પાછું બિલ ભરવું પડશે કે તમે જ પછી મને મારા પૈસા રિટન કરી દેશો તે મને વિગતવાર સમજાવો